હેલો સર મારે ઘરે સોલર પેનલ લગાવવી છે તો એના માટે મેં તમારી જોડે સંપર્ક કર્યો છે તો મને જણાવશો કે સોલર પેનલ લગાવાથી શું શું ફાયદા થાય અચ્છા એનાથી બિલમાં સારું રહે ઓકે અચ્છા એમાંથી વીજળી પણ આપણે વેચી શકીએ અને એ આપણને કેટલા સુધી પડે અચ્છા જે આપણે પ્લેટો લગાવીએ એના ઉપર આધારિત હોય અચ્છા થેન્ક યુ